કેમ છો સાહેબ હલો બહુ દિવસે હલો પેલું ટપાલ કેમ બહુ લેટ પહોંચાડી

બરાબર મને એમ કે તબિયત બબિયત ખરાબ છે તો કાંઈ બહુ લેટ કરી દીધું એવું

નહી સરનામું તો બધું કમ્પલેટ છે પણ આ વખતે મતલબ મોસ્ટલી બે ત્રણ દિવસમાં આવી જતી હોય તો આ વખતે તો પંદર દિવસ લેટ થઈ ગઈ એટલે

હા બરાબર

હા એટલે એવું હતું કે આમ તો બે ત્રણ દિવસમાં ટપાલ આવી જતી હોય પણ આ વખતે બહુ લેટ થઈ ગયો કદાચ દિવાળીની સિઝન છે છુટ્ટી પર હુટ્ટી પર હોય એવું કરીને

બરાબર

હા બરાબર સારું ના ના